સંસ્કૃતિ એ દરેક દેશની ધરોહર ગણાય છે અને આપણાં સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવું એ આપણી ફરજ છે અને એના અનુસંધાને હું ચોક્કસપણે કહેવા માગું કે ભારતમાં આર્યો આવ્યા દ્રવિડો આવ્યા શકો આવ્યા હુંણો આવ્યા ફિરંગીઓ આવ્યા મુસ્લિમો પણ આપણાં પરનાં શાસકો બ્રિટિશરો પણ વેપાર કરવા આવ્યા અને આપણાં ઉપર આધિપત્ય સ્થાપિત કરી આ બધાંય લોકો નો ભારત તરફનાં પ્રવેશનાં મુખ્ય કારણ એ કંઈક અંશે અને આ બધા જ પ્રવાહોનાં કારણે ભારતનું જે સાંસ્કૃતિક વૈવિધ્ય છે એ ઘણું વિશાળ પ્રકારનું સ્થાપિત થયું છે આજે આપણે બધા જાણીએ છીએ કે યુનેસ્કો યુનાઈટેડ નેશસન્સની યુનેસ્કો સંસ્થાએ ભારતનાં ઘણાં બધાં સાંસ્કૃતિક સ્થળોને કંઈક અંશે વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાપિત કરવાનાં પ્રયત્નો કર્યા છે એમાં ખાસ કરીને અડાલજની વાવ ભારતમાં સ્થાપિત થયેલો તાજમહેલ આ બધુંય કંઈક અંશે એનાં નમુનાઓ છે જો આપણે આપણાં સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીશું સમયાંતરે એમાં જે દુરસ્ત આવે નિવારવાનો પ્રયત્ન કરીશું તો આપણી ભાવિ પેઢીને કાંઈક અંશે કાંઈક અંશે આપણી સંસ્કૃતિનો વારસો જાળવવામાં મદદરૂપ થશે એટલે આપણે સંસ્કૃતિને જાળવી રાખવા માટે આપણે શિબિરો કરવી જોઈએ આપણી સંસ્કૃતિની જાળવણી માટે આપણે પરાપૂર્વકાળથી ચાલી આવતી કેટલીક જે સારી બાબતો છે સારી બાબતોને સાચવવાનો પ્રયત્ન કરવો